નમસ્કાર મિત્રો હું આજે મારી એક રમત વિશે જણાવીશ જે હું નાનેથી રમતો આવ્યો અને મારા સાથે તેનામાં ઘણું બધું કંઈ થયું અને છતાંય હું તેમાં સારો એવો પ્રદર્શન કરી શક્યો અને તે જોવા જઈએ તો હું નાનેથી મને બેડમિન્ટનનો બહુ શોખ હતો ફૂલ રેકેટ કહીએ આપણે તો ફૂલ રેકેટ અમે હું સ્કૂલમાં ભણતો હતો કે સ્કૂલમાં અમે હોસ્ટેલમાં અમારે હોસ્ટેલમાં વચ્ચોવચ કોર્ટ હતો બેડમિન્ટન માટે કોર્ટ આવે તો કોર્ટ હતો અને તેમાં હું રમતો તો સારું એવું રમતો તો પહેલા પહેલા મને ફૂલ રેકેટ રમતા નહોતું આવડતું તો મારા સીનિયરો હતા એમણે શીખવ્યું અને રમતા રમતા એક દિવસ એવું બન્યું કે હું હતો આઠમાં ધોરણમાં મારી ઉંમર હશે કંઈ એક્ઝેટ ચૌદ પંદર વર્ષ તો તે ટાઈમે એક છોકરા જોડે મારે ઝઘડો થયો તહી બેડમિન્ટન રમતા રમતા કે મારો પોઈન્ટ હતો પહેલો કે મારો પોઈન્ટ હતો એમ જ રમતા અમારે પાસે કોઈ રેફરી નહોતો કશું નહોતું તો પેલાએ મને રેકેટથી માર્યો અને તે મારા મોઢા પર લાગ્યું અને મોઢામાંથી પણ ઘણું લોહી નીકળવા લાગ્યું અને ઘણો એવો માસનો ટુકડો જેવો નિકળવા લાગ્યો તો જેથી મારી જોડે એવું થયું તું મેં ઘણા ટાઈમ સુધી બેડમિન્ટન ત્યાર પછી રમ્યું નહીં પછી એકવાર એવું બન્યું કે સ્કૂલમાં હતું ખેલમહાકુંભનો પ્રોગ્રામ તો મેં મારા મિત્રો જોડે નક્કી કર્યું કે આપણે બી તેમ ભાગ લઈએ અને રમીએ તો અમે ભાગ લીધો અને તેમાં રમ્યા અને તેમાં હું આવ્યો ફર્સ્ટ અને એ તાલુકા લેવલની હતી એ રીતે તાલુકા લેવલ હું ફર્સ્ટ આવ્યો તો તે પછી મારા મિત્રોએ જણાવ્યું કે આપણે સારું એવું રમતા છીએ તો આપણે આગળ કેમ ના રમી શકીએ તો મારા સ્કૂલ તરફથી પણ મને ઘણી સપોર્ટ આપવામાં આવ્યો જેથી કરીને હું જિલ્લા લેવલે ગયો જિલ્લા લેવલે હું રમ્યો મારી સામે ઘણા મોટા મોટા પ્લેયર હતા મારી મારી કરતા વધારે હાઈટ બોડી વાળા હું તો જોઈને પહેલા તો બી ગયો મને લાગ્યું અવે તો મેં ગયો મારાથી કશું ના થાય છતાય હું રમવાનું ચાલુ કર્યું પહેલી ગેમ રમ્યો હું મારી પહેલી ગેમ હતી એક સ્કૂલ હતી જેપી કરીને તેમના જોડે હતી તો મને લાગ્યું નહીં જીતાય પણ મેં હાર નોતી માની રમ્યો રમ્યો ઘણો રમ્યો અને તેમાં હું જીત્યો એમ કરીને બીજી મેચ રમ્યો અને ત્રીજી મેચ રમ્યો એમ કરીને હું જિલ્લા લેવલે ફર્સ્ટ આવ્યો અને તેથી કરીને સ્ટેટ લેવલે મારું સિલેકશન થયું સ્ટેટ લેવલે સીલેક્શન થયું મારી સ્કૂલમાં પણ ઘણી વાહ વાહી થઈ તો એકવાર બન્યું એવું કે જે ટાઈમે મારું સ્ટેટ લેવલે રમવા જવાનું હતું તે જ ટાઈમે આવી ગઈ એક્ઝામ હવે કરવાનું શું એક્ઝામ આવી તો એક્ઝામમાં એક્ઝામ તો આપવી જ પડે એ તો સ્ટેટ તો બીજા વર્ષે બી મારી લેવાય કરીએ હું તો પછી સ્કૂલમાંથી મને જણાવવામાં આવ્યું કે બેટા એક્ઝામ છે આપવી જ પડશે તારે તો પછી મેં એક્ઝામ આપી અને હું રમવા નહીં ગયો જેથી કરીને મને આજે પછતાવો થાય છે કે મેં રમવા કેમ નથી ગયો મારે એટલું જણાવાનું છે કે આવું કશું હોય જવાનું રમવા જવાનું તેનું ફ્યુચર બનાવવાનું તે કરવાનું હું નાનો હતો ત્યારે બી ક્રિકેટ રમતો હતો તો તે ટાઈમે ક્રિકેટમાં કેવું કે અમારે ત્યાં ગ્રાઉન્ડ નહીં કઈ ન નહીં ગલી ક્રિકેટ રમીએ તો મેં બૉલ માર્યો અને રન લેવાનો હોય તો દોડવાનું હોય તો મેં દોડવા ગયો દોડ્યો દોડ્યો બે રન લીધા ને ત્રીજા રનએ મેં દૂરથી છલાંગ મારી કે ડાઈ મારી તો મારા હાથ પગ બધા છોલાઈ ગયેલા તે ટાઈમથી હું ક્રિકેટ બી રમવાનું થોડુંક ઓછું કરી દીધું પણ મેં ક્રિકેટને કદી છોડી નહીં ક્રિકેટ બી સારી જ રમું છું અને રમવાનું જરૂરી છે આવું જ કહેવું છે અને આ બધું બન્યું ત્યારે મારી ઉંમર કશું કંઈ વધારે નથી ચૌદ વર્ષથી સોળ વર્ષની જેટલી હોઈ શકે છે તેવી રીતે જે કે એવું બનાવ બન્યો તો કે હું સ્કૂલમાં હતો એ ટાઈમે હું અને મારા મિત્ર રેઢા રમતા હતા રેઢા મીન્સ કે અમારે ત્યાં એવું હોય કે એક જણ ભાગે તેને પકડવાનો એને એવી રીતે આપણા મિત્રને બધાને પકડવાના હોય છે જેથી કરીને તે આપણને પછી પકડે એવી રીતે રમતા હતા તો સ્કૂલમાં પાણી પડેલું લોબીમાં વધારે પાણી પડ્યું તો પહેલા તો અમે રમવા લાગ્યા તો મારા પાછળ મારા મિત્ર પડ્યો અને મને પકડવા માટે આવ્યો તો મેં બી ભાગવા લાગ્યો પહેલા એ મને પકડવા ગઈ ગયો હતો ભૂલથી એનાથી ધક્કો લાગી ગયો અને હું પડ્યો જમીન પર તો જેથી કરીને મારા આગળના દાંત તૂટી ગયા ક્રેક થઈ ગયા અને એવું બધું એવું બધું થયું પણ છતાંય રમવાનું નહીં છોડ્યું એ માટે કહું છું કે રમવાનું ના છોડવું જોઈએ હંમેશા સારા માટે રમવું જોઈએ અને સારી રીતે રમવું જોઈએ બધી જરૂરી હોય છે અને રમવાનું વસ્તુ એવું છે જે જ્યારે છોડાય નહીં હું કોલેજ પણ આવેલો છું છતાય હું પછી બી સ્પોર્ટ્સ ડે થાય બેડમિન્ટન રમું છું કે પછી કશે જિલ્લા તાલુકાના પ્રોગ્રામ હોય તો હું સારું એવી રમત રમું છું અને તે રમવાની જરૂરી છે જેથી કરીને તમે પોતાનું કરિયર બનાવી શકો ફિટનેસ બનાવી શકો છો કે પછી તમે ભણવામાં સારા ના હોય છતાંય તમે તમે તેમાં સારું એવું કારકિર્દી માર્ગદર્શન મેળવી શકો છો કે તેઓ તમને કોઈ માર્ગદર્શન આપવા વાળુ હોય તો તમને સારું પડે અને તમારું લાઈફ અને કરિયર બની શકે છે એવી રીતે જ કરીને તમે સ્કૂલ સ્કૂલ લેવલે કોલેજ લેવલે કઈ રીતે બી તમારી કેટલી ઉંમર થઈ જાય તમે રમવાનું નહીં નહીં છોડો અને એ છૂટશે પણ નહીં આપણામાં કેટલા બી મોડા થઈ જઈએ પણ આપણા અંદર એક નાનું બાળક હોય જ છે કે જે રમી શકે છે સારી રીતે રમી શકે છે કે ખરાબ રીતે નો ડાઉટ તમે રમો સારું હોય છે તમને જોઈને તમારા છોકરાઓ શીખશે કે મારા પપ્પા રમતા હતા મારે બી રમવું જોઈએ અમણાના છોકરાઓ બધા ફોનમાં જ જોઈ કરે એવું નહીં થવા દઉં કો ઈન્સિડન્સ તો થયા જ કરે આવો રમતી વખતે નાના મોટા બનાવ તો થયા જ કરે છે છતાય હાર ના માનવાની મારો બી એક મિત્ર રમતા રમતા તેનો પગ તૂટી ગયો છે છતાંય એને હાર નહીં માની પગનું ઓપરેશન કરાવ્યું હતું અને પછી તેણે તે જ રમત ફરીથી રમવાનું ચાલુ કર્યું અને તે રનીંગમાં આજે સો મીટર દોડમાં આ ગોલ્ડ મેડલિસ્ટ હોય છે દર વખતે સ્ટેટ અને નેશનલ પર રમવા પણ જાય છે તેથી જણાવવાનું કે કોઈ દિવસ બી હાર નહીં માનવાની ક્યારે પણ નહીં તમે બોલો રમો વાચો કૂદો ગાઓ જે વસ્તુ તમારે કરવી હોય એ કરો કોઈ રોક ટોક જ તમને કરવા વાળું છે નહીં કે કોઈ તમને પિંજરામાં પૂરી રાખવાનું છે નથી એ માટે જ કહીએ છીએ કે તમે પોતાનું કરિયર બનાવો નાના મોટા બનાવ બનતા હોય છે ભલે તે ટાઈમે તમારી ઉંમર ઓછી હોય સમજણ પણ ના પડે એટલી ઉંમર હોય છતાંય તમારે તેને સમજવું જોઈએ કે પછી એટલું અંદરથી હાર નહીં માનવાની આપણે રમી શકીએ છીએ અને કરી શકીએ છીએ ધેન આપણે બધું કરી શકીએ છીએ આટલું જ કહેવા માંગુ છું ધન્યવાદ